મારા રાજ્ય અને દેશ વિશે જાણવામાં ઇન્ટરનેટે મને ઘણીબધી મદદ કરી છે હું સોસ્યલ મીડિયા સાથે જોડાયેલો છું ગૂગલ દ્વારા અને વિકિપીડિયા દ્વારા ઘણીબધી વસ્તુની મને ઇન્ફોર્મેશન મળતી રહેલી છે હું જનરલી ઈન્ટરનેટ પરથી માહિતી મેળવવા માટે સૌથી પ્રથમ હું ગૂગલમાં જઉ છું મારે જે પણ વસ્તુ મારે જાણવી છે એ હું ત્યાં ઇંગ્લિશમાં લખું છું અને ગૂગલ એનો મને એપ્રોપ્રીએટ વેબસાઇટ થ્રુ મને એના અલગ અલગ જવાબો આપે છે બીજી રીતે ઈન્ટરનેટ પાસેથી માહિતી મેળવવા માટે હું ન્યૂઝ ચેનલનો પણ ઉપયોગ કરું છું મેં મારા મોબાઈલમાં અને મારા લેપટોપમાં વેબસાઇટ્સ છે ન્યૂઝ ટીવીની વેબસાઇટ્સ છે એન્ટરટેનમેન્ટની વેસ વેબસાઇટ છે તો જે માહિતી મારે જે દેશની અને જે રાજ્યની રાજ્યમાં પણ પર્ટીક્યુલર સિટીની મારે જોઈતી હોય માહિતી તો એ પણ હું ગૂગલ દ્વારા એ કરીને મેળવી શકું છું